હા હા મેડમ હું અહીંયા સુરત ફરવા આવી છું તો મારે અહીંની પ્રખ્યાત વાનગી અહીંયા શું સારું મળે છે એના વિષે જાણવું છે અને મને એક જણે જમણાદાસ ઘારીવાળાનું કીધું તો એ એની વધારે સારી આવે છે હમ હમ હમ તો અહીંયા નજીકમાં એ એની શોપ ક્યાં હશે એનો અંદાજો ખરો તમને એનો નંબર એડ્રેસ પ્રાઇમ માર્કેટ

હમ હમ હમ ઓકે ઓકે અચ્છા અચ્છા અચ્છા તો તમારી દૃષ્ટિએ કઈ ઘારી લેવી બેસ્ટ રહેશે અને આ સિવાય બીજું કાંઈ નાનખટાઈ કે એવું કંઈ ખરું ફેમસ

અચ્છા અચ્છ અને ઘારીનો અંદાજે ભાવ અને નાનખટાઈનો અંદાજીત ભાવ તમને ખબર હશે અને એ લોકો પેકિંગ ને એ બધું કરીને આપશે પ્રોપર ઓકે સરસ તમારું સુરત ખૂબ સરસ છે અને ખૂબ ખૂબ સ્વચ્છ છે બહુ મજ્જા આવી હોં થેન્ક યુ થેન્ક યુ